હેલો હ ફૂટવેરમાંથી બોલું છું હ અમારી પાસે હિલ્સ છે બુટ છે સ્લીપર્સ છે મોજડી છે ને ફલેટ છે બ્રાઉન કલરવાળા સૂઝ તો અવેલેબલ નથી વ્હાઈટ કલર ના છે વ્હાઈટ અને મીની હ સાઈઝ થર્ટી થર્ટી ટુ થર્ટી ફોર બીજો કલર બ્લ્યુ કલરના છે અને પર્પલ કલરના છે હ તો પછી બીજા અને બુટ હ સેન્ડલમાં પેલી પટ્ટીવાળી છે ને બ્લેક કલરની હ હ બતાવું એ ચારસોથી છસ્સોવાળી રેન્જમાં મળશે અને એમાં સાઈઝ બધી અવેલેબલ છે નાઆ ડિસ્કાઉન્ટ તો પછી ઓછું તો નહીં થશે હા હહ કેટલા વારમાં આવશો તમે હ પછી જલ્દી આવજો કેમકે હું પણ જવાની છું હં હં સારું સારું બીજું કંઈ જોઈએ હ હ સારું